ગુજરાતી રસોઈ તકનિકો ઘણી છે વાનગીઓ ઘણી છે આજે ધાર્મિક વિધિઓમાં પણ ઘણી વાનગીઓ ખાસ કરીને તેની સાથે ઘણા રિવાજો સંકળાયેલા છે હું તમારી સાથે થોડુંક શેર કરીશ ખાસ કરીને અમારે ઈદમાં ખીરનો રિવાજ છે તે સવારે અમારે નમાઝ બાદ બધા ખીર ભેગા મળીને ખાય છે અને તે મહેમાનો પણ આવે છે હળીમળીને સાથે ખીર ખાય અને સાથે બોલાચાલી કરે બેસે અને મનોરંજન કરે અને હળીમળીને રહે છે આનું મહત્ત્વ તહેવારમાં એક જ છે કે હળીમળીને સાથે રહીએ અને બધા ધર્મનો એક જ ઉદ્દેશ હોય છે કે આપણે હળીમળીને સાથે રહીએ તો વાનગીઓ સાથે ઘણી ધાર્મિક વિધીઓ અને રિવાજો સંકળાયેલા હોય છે કે જુદા જુદા ધર્મનો જુદા જુદા જુદી જુદી રેસીપીસ હોય છે તો જેમ કે મુસ્લિમ હોય તો તેમાં મટન મટન કે જે નોનવેજ જેવી વસ્તુઓ હોય છે અને ગુજરાતી રસોઈમાં જેમ કે દાળ ભાત શાક રોટલી એવું બધું હોય છે તો વાનગીઓમાં પણ ઘણા પ્રકાર જોવા મળે છે અને આવી વાનગીઓમાં પણ ધાર્મિક આવી વાનગીઓ પણ ધાર્મિક વિધિઓ સાથે આજે આપણે જોડી દઈએ છીએ તો આપણે જોઈ શકીએ કે રસોઈ એ રસોઈ છે પણ આજે તો બધા ધાર્મિક વિધિઓમાં પણ ખાસ કરીને આવી રીતે બધાય ખાય છે